હલો મારૂં નામ સ્મિત કંસારા છે મારો મોબાઇલ નંબર છે બ્યાંશી ઝીરો ઝીરો પંચ્યાશી સત્તાવન સાત મેં ગઈકાલે તમારી એપ પરથી સ્વીગીની એપ પરથી બપોરે એક ઓર્ડર કર્યો હતો પણ તે કોઈ કારણસર કે કંઈ બી ટેક્નિકલ ફોલ્ટને કારણે એ ઓર્ડર શક્ય નહોતો થયો પણ મારા મારા એકાઉન્ટમાંથી એ પૈસા ડિડક્ટ કપાઈ ગયા છે તો મેં એ એનાં રિફંડ માટે કોલ કર્યો છે તો તમે મને જેટલું જેમ બને તેટલું જલ્દીથી રિફંડ કરી આપો વોલેટમાં કાં કાં તો પછી મારા બેન્ક એકાઉન્ટમાં એ બેન્ક એકાઉન્ટ અને ડિટેલ્સને બધી મેં ઓલરેડી એપ પર સબમિટ કરેલી છે અને મેલ પણ કરેલો છે તો આનો મને જલ્દીથી જેમ બને એમ રિવર્ટ કરવા માટે વિનંતી કરું છું